એક લાખ ચાર હજાર સાત લાખ ત્રણ હજાર પચાસ ચાર લાખ બસો છ લાખ અઠ્ઠાવીસ હજાર ત્રણસો નોવ લાખ પાંચ હજાર